હા હું તમારો કસ્ટમર મૌલિક ગુજારા હા તો હું એમ કહેવા માંગતો હતો કે મેં તમારા ઓનલાઈન સ્ટોર હતો તેમાં એક ઈમેલ મોકલ્યો હતો પૂછપરછ કરવા માટે કંઇક ગેમિંગ વિષે મારે પૂછવું હતું કે અત્યારે નવું મોડલ કન્સોલ મોડલ છે એ કેમનું અવેલેબલ છે ને કેવું છે ને કેમની પ્રાઇજ છે એટલે તમે મને ઇન્ફોર્મેશન આપશો એમને તો એ ઇન્ફોર્મેશન તમે મને કેવી રીતે આપશો ને ક્યારે મળી રહેશે જલ્દી થાય તેમ નથી હા તો મને ફટાફટ એ ઇન્ફોર્મેશન મોકલાવોને કેમકે મારે એ ઇન્ફોર્મેશનના લીધે જ મારે મારો એક ભત્રીજો છે તેને રિવ્યુ લઈને મારે ફરીથી એ ગેમ જે ગેમિંગ કન્સોલ્સ મોડલ છે એ મારે લેવું છે અને જો મને પરવડશે તો હું એ વેચાતું પણ લઈ લઈશ એવું છે અને ઓનલાઈન ઓર્ડર થઈ શકે છે ને ઓ દુકાને જ આવવું પડશે એમ હા તો કોઈ વાંધો નથી હું આવું એટલે પહેલાં હું ઇન્ફોર્મેશન તમારા જોડેથી લઈ લઉં મને ગમે તો હું લઈ લઈશ